ગુજરાતમાં ઘણા પ્રકારના વિવિધ ધર્મો છે હિન્દુ મુશ્લિમ શીખ ઈસાઈ ક્રિશ્ચન આ તે એ બધા તો તેમાં એ બધા લોકો જે ધર્મના તેની અંદરના ધર્મના લોકો છે તે લોકો તેનું કઈ રીતે પાલન કરે છે અથવા તો એકબીજાની સાથે પોતાના ધર્મ રીત ધર્મને લગતા કઈ રીતે અસ સહ અસ્તિત્વ ધરાવે છે કઈ રીતની ક્રિયા પ્રતિક્રિયા કરે છે તો જો સામાન્ય રીતે વાત કરીએ તો હિન્દુ ધર્મના લોકો છે કે જેમાં અલગ અલગ કુળ હોય છે અલગ અલગ જ્ઞાતિ હોય છે પેટા જ્ઞાતિ હોય છે પ્રકાર હોય છે તેના બ્રાહ્મણ વાણિયા લુહાણા કે પછી પટેલ કે કાં વગેરે પ્રકારની જ્ઞાતિઓ તો તેમાં આપણે જોવા જઈએ તો તે લોકોની જે સહનશીલતા ખાસ કરીને મુખ્ય હોય છે કે એ લોકો એકબીજાના ધર્મનું જે સહઅસ્તિત્વ ટકાવવા માટે જે વાતચીત થાય છે અથવા તો અંદરો અંદર જે મેળ મિલાપ છે તેમાં સહનશીલતા છે એ મુખ્ય બાબત તરીકે આપણે તેમાં લેવી જોઈએ એકબીજામાં સહનશીલતા હોવી જોઈએ કોઈ ધર્મ છે એ ઊંચો નથી તો કોઈ ધર્મ છે તે નીચો નથી બચ્ચો બધા જે ધર્મ છે એ એકદમ એકાંતરે એક જ સ્તરમાં છે એક સરખા છે નહીં ઊંચો નહીં નીચો નહીં મોટો નહીં નાનો નહીં વિશેષ કે નહીં નિમ્ન કે નહીં ઓછું કાંઈ બધુ સરખું જ છે ધર્મ છે એ એક સરખો જ છે તેમાં સહનશીલતા છે એ મુખ્ય છે એકબીજા લોકો અંદરો અંદર જે અલગ અલગ ધર્મના લોકો છે વિવિધ ધર્મના લોકો તો તે એકબીજાનો આદર સહકાર કરે છે આદર કરે છે એકબીજાના ધર્મનો એકબીજા લોકોનો તેમને સહકાર કરે છે સંઘર્ષ બાબતે બ બધા લોકો છે એક થઈ જાય છે એકજૂથ થઈને સંઘર્ષનો સામનો કરે છે સંકેતની વાત કરીએ વિવિધ ધર્મોની તો સંકેતમાં પોત પોતાના ધર્મનાં માન્યતા પ્રમાણેનાં વસ્ત્રો પહેરવેશ બધા ધર્મ બાબત ધર્મના તહેવાર બાબતે સાજ સજાવટ છે આ છે તે છે એ બધું સંકતે છે સહન શીલતાની વાત થઈ એમ કે તે મુખ્ય સ્થાન પર છે પોત એકબીજાનો આદર કરવો પોતાનો ધર્મ જ ઊંચો પોતાનો ધર્મ જ પહેલાં એવું માન્યતા ધરાવીને નહીં પરંતુ બધા ધર્મ છે એ એક છે બધા ભારતીયો છે એક છે બધા લોકો છે એક છે બધા પોતાનાં જ કુટુંબના પરિવારના છે ભાઈ બહેનો છે તેમ અંદરો અંદરમાં મેળ મિલાપ સારી રીતે રાખીને એકબીજાનો આદર કરે છે એકબીજાને સહકાર કરે છે સંકટ બાબતે અને જ્યારે સંઘર્ષની બાબત આવે ત્યારે બધા એક થઈ જાય છે તો આ રીતે છે એ ગુજરાતમાં બધા વિવિધ ધર્મોનું જે પાલન કરવામાં આવે છે તેમાં બધા પોતપોતાનાં કુળના લોકો અલગ અલગ કુળ ધરાવતા લોકો જે અંદરો અંદર આવી રીતે મેળ મિલાપ રાખીને ભાઈચારો રાખીને એક સરખી સહ કુટુંબ ભાવના રાખીને પોતાનો બધા પોતપોતા સહનશીલતા ધરાવીને રાખીને આદર સહકાર કરે છે સંઘર્ષનો સામનો કરે છે એક થઈને રહે છે અને એક કુટુંબ તરીકે રહે છે